હા હા ઍસ્ટેટ એજન્ટ બોલું બોલો ને આપ કોણ બોલો બોલો બોલો કિશોરભાઈ તમારે મકાન જોઇતું હોય તો મકાન મળી જાય ને ફ્લૅટ જોઇતો હોય તો ફ્લૅટ મળી જાય આપણી જોડે સારા એરિયામાં બહુ સરસ મજાનાં ડુપ્લેક્સ છે પછી મોટી રાઇડ્સ બિલ્ડિંગો છે સારા લોકેશનમાં છે તમારે કયા પ્રકારનાં જોઈએ છે હા હા આપણે એ દૃષ્ટિએ તો સેટેલાઈટ એરિયા રહ્યો એ બહુ સારો કહેવાય ત્યાં તમને ઘોંઘાટ પણ ના પડે અને તમને સારું એવું વાતાવરણ મળી જાય આપણી જે રાઇટ્સો છે એ તમે જોઈ શકો ત્યાં અને તમારી જે પોતાની જે તમારી જે ઈચ્છા છે એ પ્રમાણેનું વાતાવરણ છે અંદર બધાય જુદા જુદા બગીચો છે તમે જોઈ લો પછી તમને ખ્યાલ આવે ફ્લૅટ છે આપણે ટુ બી એચ કે પણ છે અને થ્રી બી એચ કે પણ છે આપણી જોડે તમારે કઈ રિક્વાયરમૅન્ટ છે હા હા એ છે દોઢસો વારમાં છે આપણી જોડે દોઢસો વારમાં ને હા એની કિંમત એરિયાની થશે પાંત્રીસ લાખ પાંત્રીસ લાખમાં તમને આપણે છે ને સબસિડીનો લાભ મળશે પછી એ સિવાય જે બીજું તમારે લોન છે એ લોન પણ આપણે કરાવી દઇશું અને તમને એ સિવાયના બીજા જે પેલા છે એ પણ આપણે એમાં પ્રોવાઈડ કરાવી દઇશું બધી રીતે એમ અત્યારે તમારે મને ડાઉન પેમેન્ટ છે ને પચીસ ટકા તો આપી દેવું પડે કારણ કે મારે પણ આગળ બીજા બધા વહિવટો પૂરાં કરવાના હોય એટલા માટે અને બીજી પછી તમને લોન કરાવી આપું નહીં એકસાથે ન કરો તો ચાલશે લોન ને એવું કરાવી દો પછી એ રીતે આપી શકો આપ હા ઇ તો આપી જા આપવાના જ હોય ને અમારે જે સી એ છે એની જોડે તમને મળાવીને એને આપણે કરાવી દઇશું એને લગતા જે પણ અમારા જે સંભાળે છે ને એની સાથે બરાબર મારા સી એ જોડેથી હા લોનનું પણ આપણે થઈ જશે તમારે છે ને તમારે આઇટી રિટર્નને એવું બધુ આપવું પડશે ત્યાં આગળ એ ત્રણ વરસનાં આઈટી રિટર્ન ભરેલાં ને એ બધું એટલે લોનનું પણ થઈ જશે આપનું અને આપ સીધા જ બાંધકામમાં આપ સર આવીને જુઓ એટલે એટલા એરિયામાં બેસ્ટમાં બેસ્ટ આપણે બધી મટિરિયલ વાપર્યું છે બરાબર બીમ કૉલમ ઉપર પછી એની સારા ગુણવત્તાવાળી ઇંટો સારી સીમેન્ટ અને એના જે ઍન્જિનિયર પ્લાન છે એ સારામાં સારા ઍન્જિનિયરો દ્વારા આપણે એનો પ્લાન કઢાવી અને બીમ કૉલમ ઉપર આખું સ્ટ્ર્ક્ચર ઊભું કરેલું છે એમાં તમારે સાહેબ કંઈ જોવું જ નહીં પડે એવું એટલી ગૅરંટી લઉં છું બરાબર કારણ કે અમારે એક સાઈટ જ અમારે એવી કેટલી સાઈટું ચાલે છે અને ક્યાંય પણ કોઈ પણ જાતની ફરિયાદ આવતી નથી એનું ફર્નિચર જોઈ લો તમે એનું કિચન જોઈ લો એના બાગ બગીચા તમને આમ એમ થશે કે ખરેખર આપણે કુદરતી વાતાવરણમાં જ છીએ એમ પાણીની વ્યવસ્થા પણ આપણે પાણીનો મોટો ટાંકો ત્યાં બનાવેલો છે એ સિવાય પાણીનું કનેક્શન પાણીનું નહીં પણ જે ગૅસનું કનેક્શનની લાઇન પણ ત્યાં આપેલી છે આપણે પાણીની પણ વ્યવસ્થા સારી છે વૉટર ફિલ્ટર છે બધી સુવિધા આધુનિક રીતે જે સુવિધા મળવી જોઈએ એ બધી કેબલ નેટવર્કની સુવિધા સાથેની સુવિધા આપણે તેમાં પ્રોવાઈડ કરેલી છે હા હા સર શ્યૉર શ્યૉર તમે બગીચો સીનિયર સિટિઝન પાર્ક અને બાળકો માટે પણ એ રીતની વ્યવસ્થા કરેલી છે કે તમને એમ થાય કે ના ખરેખર આપણે રહેવું હોય તો અહીં જ રહેવાય એમ ચોક્કસ ચોક્કસ મુલાકાત લો વૅલકમ ઓકે